મારું નામ મીત છે અને હું બધી મેરેથોનમાં ભાગ લેવા કોઈપણ ગામ કે કોઈ પણ શહેરમાં જાઉં છું અને દરેક શહેર અને દરેક ગામના અનુભવ અલગ અલગ હોય છે જેમકે કોઈ શહેરમાં બહુ સારી સુવિધા આપવામાં આવે છે તો કોઈ શહેરમાં પણ કોઈ શહેરમાં નથી આપવામાં આવતી હું અમદાવાદ ગ્રીવર ફેન પર મેરેથોનમાં ગયો હતો ત્યારે મને સારી સુવિધા મળી હતી ત્યાં કોઈપણ સુવિધા સારી હોય છે જેમકે ત્યાં તરસ લાગે તો કોઈ પણ પાણી આપવા આવે છે કાં કોઈ પણ ઈજા થાય તો તેમને સારવાર માટે બોલાવે છે અને સારવાર કરી આપે છે અથવા કોઈ ને કંઈ ચક્કર આવે તો તેમને એ પ્રમાણે સારવાર આપે છે અને ત્યાં અમને મેરેથોનમાં બધા ક્લબ જોડે જઈએ છીએ અને અમારું એક ખુદનું પણ એક ક્લબ છે અને અમે જોડે જ રહે છે કલબના લોકો અમે દરેક મેરેથોનમાં જોડે ક્લબ જોડે જોઈએ જેથી અમારે સારું રહે અને તેનાથી મેરેથોન કરવાથી આપણી હેલ્થ સારી રહે છે અને તેમા આપણા ફિજિકસમાં પણ સુધારો આવે છે અને મેરેથોનમાં કોઈ લોકો ન જોડાતા હોય તો તેમને જોડાવાની વિનંતિ અને તે લોકો મેરેથોનથી ખૂબ જ ફાયદા થાય છે તે જાણો મેરેથોન કરવાથી તમને અલગ અલગ અનુભવ પણ મળે છે અને તે અનુભવ કરવા જરૂરી છે જેમકે મેરેથોન ખૂબ જ સારી વસ્તુ છે એનાથી ફિજિકસને આપણા હેલ્થ પર ખૂબ જ અસર કરે છે તે કરવી જરૂરી છે